નમસ્કાર સાહેબ હું ગુજરાતમાંથી રાજ ખેડા ગામથી મુકેશભાઈ બોલું છું મારો સન અમેરિકાની અંદર ટેક્સાસમાં નોકરી કરે છે અને મને બોલાવે છે અને હું આવતા મહિને ત્યાંની ટિકિટ બુક થઈ ગઈ છે અને વાયા ફ્રેન્કફર્ટ થઇને જવાનું છે એટલે ટૂંકમાં પ્લેન તો એક જ હશે પણ વાયા ફ્રેન્કફર્ટ અવે મારો પ્રોબ્લેમ એવો છે કે મારી પાસે એક ડોગી છે જે છેલ્લા પાંચ વર્ષથી મારી સા સાથે રહે છે ને મારા વગર એને ચાલતું નથી ને એના વગર મને બી ચાલતું નથી તો મારે સાથે લઈ જવો છે તો તમારા પ્લેનની અંદર કઈ જાતની વ્યવસ્થા છે તો માર મારે સાથે લઈ જવો હોય તો એના પાસપોર્ટની જરૂર પડશે તે ઉપરાંત ડોગીને માટે મારી સાથે આવશે એટલે એ પ્લેનમાં આવશે કે અલગ પ્લેનમાં આવશે અને સાથે આવે એ જ પ્લેનમાં કે અલગ પ્લેનમાં એને જમવાનું પાણી પીવાનું વગેરે માટે ટોયલેટ જવાનું વગેરે કઈ વ્યવસ્થા ખરી કે એના માટે કોઈક કેરટે કેરટેકરની વ્યવસ્થા ખરી કે એના માટે કોઈ ફોમ ભરવાનું કોઈ વેક્સિન લેવાના હોય કે બીજી જે કંઈ બી પ્રક્રિયા એટલે કરવાની હોય એ મને જણાવશો તો એ પ્રમાણે બધી વ્યવસ્થા કરી યોગ્ય વેક્સિન બી અપાવી દઉં અને એ પ્રમાણે આગળ વધતા હોઈએ જણાવશો તો આગળ વધીએ આપ આ સહાય કરજો એટલો આ લાભ શક્ય હોય એટલું જલ્દી મને આ બાબતમાં જાણ કરશો હું આવતી કાલે આ ટાઈમે તમને સાહેબ ફોન કરીશ યોગ્ય વ્યવસ્થા કરી રાખશો થેન્ક યુ આભાર